હું જ્યારે ધોરણ દસમાં હતો ત્યારે દોડની હરીફાઈમાં ભાગ લીધો હતો આ દોડ સો મીટરની હતી મેં પૂરા તનમનથી તૈયારી કરીને અને પૂરા ફિટનેસ સાથે દોડ્યો હતો ત્યારે મારી શાળાએ મારું સન્માન કરીને મારું મનોબળ વધાર્યું હતું તે હું મારી શાળાને આભારી છું